રાજપીપળા નર્મદાથી શું કામ હતું

શું કામ હતું બોલો શું કામ હતું ટીચર માટે જોબ કયો સબ્જેક્ટ છે તમારો શું ક્વોલિફિકેશન છે પીટીસી ઓકે ગુજરાતી મીડિયમથી કર્યું છે ઇંગ્લિશ મીડિયમથી ગુજરાતી મીડિયમ હ કેટલા પર્સેંટેજ છે તમારા પીટીસીમાં પંચોતેર ઓકે એટલે ફર્સ્ટ ક્લાસ ડીસ્ટીન્ક્શન છે એક્સપિરિયન્સ છે તમારી જોડે ફર્સ્ટ વાર છે અને તમે ક્યા ક્યા સબ્જેક્ટ ભણાવી શકો તમને કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ખરો અચ્છા તમે તો મલ્ટી ટેલેન્ટેડ છો સામાજિક વિજ્ઞાન જોડે ચિત્રકલા પણ ભણાવી લ્યો એમ ઓકે બધું આવે પર ચિત્રકામ ડ્રોઈંગનો સબ્જેક્ટ થોડી આવે ડ્રોઈંગ તો અલગ આવે ને આવ્યું તો વાંધો નહીં અમારે ડ્રોઈંગ ટીચરને લેવા પડે જો તમે ડ્રોઈંગ કરાવી લેતા હોય ને સબ્જેક્ટ પણ ભણાવી લેતા હોય જો તમે સબ્જેક્ટ ભણાવી શકતા હોય ને ડ્રોઈંગ પણ કરાવી શકતા હોય તો અમારે ડ્રોઈંગ ટીચર ન લેવો પડે એમ તમારે એક્સપેક્ટેડ હમ હુહ અને કયા સબ્જેક્ટ અરે શું તમે સેલરી કેટલી આશા રાખશો ઓકે પંદર વીસ હજાર અમારી સ્કૂલનો ટાઈમ ખબર છે તમને સવાર સાતથી બપોરે એક વાગ્યા સુધીનો છે મોર્નિંગ તમે કઈ રીતે પહોંચશો સ્કૂલ તમારો એક ડેમોસ્ટ્રેસન ક્લાસ રાખીએ છીએ અમે તમે ક્લાસનો ડેમોસ્ટ્રેસન આપો ડેમો આપો પછી અમે નક્કી કરીશું અને તમારા જે પણ ઓરિજનલ ડોક્યુમેન્ટ છે એ લઈ આવાના બારમું કે કોમર્સ હતું આર્ટસ હતું કે સાયન્સ હતું આર્ટસ હતું ઓકે વાંધો નહીં તમારા જેટલા પણ ઓરિજનલ ડોક્યુમેન્ટ છે એ લઈ અને એક તો બે ને તમારું ડેમોસ્ટ્રેશન ક્લાસ રાખીશું તો તમારે ડેમોસ્ટ્રેશન આપવાનું રહેશે

ઓકે ચાલો